હલો હા જી

હં તમારે પણ

તમે કેટલું ભણેલા છો બી એસ સી અને અનુભવ તમારો કેટલો છે અચ્છા

સારું તો તમારો પગાર કેટલો જોઇએ છે તમારે

સારું તો તમે આવી જજો હું તમને આ એડ્રેસ પર તમને સેન્ડ કરીશ હું તમને તો તમે આ લોકેશન પર ત્યાં આવી જજો અને હું તમારી જોબ ઓફર કરી લઈશ અ તમે તમારો ટાઇમ કયો રાખવો છે

તમે મને મળવા આવો સાડા અગિયાર બારના વચમાં આવો ને તો હુ અ મંગળવારે તો એ ટાઈમે હું ફ્રી હોઉં છું અડધો કલાક માટે તો તમે મને મળી શકો છો